જી હા યાદ છે એક તો મારી જન્મતારીખ જ હું ગણાવીશ ચૌદ અગિયાર બે હજાર બીજી ત્રેવીસ છ ઓગણીસો ને એક્યાશી ત્રણ પાંચ બે હજાર ને છ છ નવ ઓગણીસો ને નેવ્યાસી